ગુજરાતી સંસ્કૃતિમાં આપણે ગણવામાં આવે તો મુખ્ય પાસામાં એવું ગણવામાં આવે કે આપણા ગુજરાત લોકો છે સંસ્કૃતિમાં સારા એવા માને છે સંસ્કૃતિમાં આપણે એવા બધા પહેલાંના તહેવારો અને બધી સંસ્કૃતિ આગળ આવે છે તો તહેવારો પણ ઉજવીએ છીએ બધા તહેવારોના માનમર્યાદા પણ રાખે છે એવી રીતે ગણવામાં આવે છે દિવાળીનો તહેવાર છે તો બધા લોકો એવા ગણવામાં આવે છે કે રામ ભગવાન હતા એ ચૌદ વરસ વનવાસ કરીને આપણા આપણા પોતાના રાજ્યમાં આવેલા હતા તે લોકો બધા એને દિવાળીનો તહેવાર તરીકે ઉજવીએ છીએ એવી રીતે સંસ્કૃતિ આપણી કહેવામાં આવે છે જેવી રીતે આપણે સાતમ આઠમને બધું કરીએ છીએ તો સાતમ આઠમ એટલે આઠમના દિવસે આપણે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તો એના વિશે પણ આપણે સારું એવું એના માટે ઉજવણી કરી છે દહીં હાંડીના પ્રોગ્રામ કરીએ છીએ આપણે લોકોએ આ બધા અલગ અલગ સરઘસો નીકળે છે એવી રીતે અલગ અલગ તહેવારો આપણી સંસ્કૃતિમાં માન જાળવી રાખવા માટે આવા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે એવી રીતે આપણે કોઈ એવા એવા તહેવારો ગણીએ કે સાતમ આઠમ છે દિવાળી છે એવા તહેવારો આપણે ઉજવવામાં આવે છે તો સારું છે આપણી સંસ્કૃતિ પણ આપણા જે પાછીની પછીની પેઢી છે તો એ પણ આપણી બધી આ બધી સંસ્કૃતિને જાળવી રાખે માટે આ તહેવારોને બધું ઉજવવામાં આવે છે એ સારું જ છે તહેવારોમાં આપણે એવું ગણીએ કે આપણે ગર્વ લેવાની છે જરૂર છે કે મુખ્ય પાસે એવા છે કે આપણી સંસ્કૃતિના છે તો દિવાળી છે એ તમારા બીજા લોકો બીજા દેશમાં પણ આપણે ઘણા ગુજરાતીઓ ગયા હોય છે એ પણ ઉજવે છે અને ત્યાં લોકોને પણ શીખ શીખડાવે છે કે દિવાળીનો પર્વ છે એ લોકો આપણે ઘરે રંગ કરીએ છીએ રંગોળી કરીએ છીએ ફૂલહારથી બધા ભગવાન આ તે બધા ભગવાનોને પૂજા કરીએ છીએ નવું વર્ષ આવે છે એટલે ગુજરાતી મહિનાઓ પ્રમાણે એ રીતે કારતક માગશર પોષ મહા ફાગણ ચૈત્ર વૈસાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો આસો આસો મહિનાના છેલ્લા દિવસોમાં અમાસના દિવસે છે દિવાળી આવે છે દિવાળી પછી આપણે કારતક મહિનો બેસે છે નવું વર્ષ કહેવામાં આવે છે નવું વર્ષના દિવસે લોકો બધા મોટા જે આપણા વડીલો હોય છે એના પગે લાગવામાં જાય છે અને એ સંસ્કૃતિમાં આવી સંસ્કૃતિ સારી છે એવું ગણવામાં આવે છે એમ બધા પોતપોતાની સંસ્કૃતિ સારી છે પણ આપણી જે ગુજરાતની સંસ્કૃતિ છે એમાં બહુ જનતર હિન્દુની સંસ્કૃતિ છે એ સારી છે એવું ગણવામાં આવે છે એ સારું છે ગુજરાતના લોકો છે એ પોતાની સ મુખ્ય પાસામાં એવું ગણવામાં આવે છે કે બધા તહેવારો સદા હળીમળીને ઉજવીએ એ સારું છે મહારાષ્ટ્રના લોકો છે એ પોતાનો ગણપતિનો ઉત્સવ છે એ સારી રીતે ઉજવે છે એવી રીતે અલગ અલગ જે લોકો છે પોતાનો ધર્મ છે પોતાના દેશ પ્રમાણે પોતાના રાજ્ય પ્રમાણે સોરી પોતે અલગ રીત રીતે બધા ઉજવે છે પોતાના ધર્મોને અને સંસ્કૃતિને જાળવી રાખવા આ સારા પાસા છે એવું ગણવામાં આવે છે